ગુજરાત રાજ્યના આદિવાસી વિકાસ વિભાગ દ્વારા પ્રસ્તુત એક સ્વાયત્ત સંસ્થા ડેવલોપમેન્ટ સ્પોર્ટ એજન્સી ઓફ ગુજરાત ડી સેગ દ્વારા ગુજરાતના ચૌદ આદિજાતિ વિસ્તારના જિલ્લાઓમાં રોજગારલક્ષી કૌશલ્ય તાલીમ કાયર્ક્રમનો અમલ કરાઇ રહ્યો છે મુખ્યમંત્રીશ્રીનો દસ મુદાનો કાયર્ક્રમ વનબંધુ કલ્યાણ યોજના જેનો ઉદ્દેશ ગુજરાતના આદિવાસી તાલુકાઓમાં આવેલા અનુસૂચિત જનજાતિઓના યુવકોની આવક બમણી કરવાનો ઉદ્દેશ ધરાવે છે જમીન વિહોણા ગરીબ આદિજાતિના યુવકો માટે સાતત્યપૂર્ણ આજીવિકાની પ્રાપ્તિનો કાયર્ક્રમ પણ વનબંધુ કલ્યાણ યોજનાનો જ એક ભાગ છે ડેવલોપમેન્ટ સ્પોર્ટ એજન્સી ઓફ ગુજરાત ડી સેગ એ જુદા જુદા ખાનગી ભાગીદારો તેમજ સરકારી સંસ્થાઓ સાથે રહીને આવા પરિણામલક્ષી તાલીમ કાર્યર્ક્રમનો અમલ કરવાનું નક્કી કરેલ છે આ યોજનાનો મુખ્ય હેતુ સંકલિત આદિજાતિ વિકાસ પ્રોજેક્ટના તાલુકાઓમાં અનુસૂચિત જનજાતિ પરિવારોની આવક બમણી કરવાનું છે વનબંધુ કલ્યાણ યોજના અંતર્ગત આ એક વિશિષ્ટ પ્રકારનો કાર્યક્રમ છે આ કાર્યક્રમ સારી રોજગાર માટેની તક અને નોકરી મળ્યા પછીના એક વર્ષ સુધીના બિનઆર્થિક સહયોગ પૂરો પડીને ગુજરાતનાં આદિજાતિ તાલુકાઓમાં ગરીબ બેરોજગાર આદિવાસી યુવકોનાં જીવનમાં અમૂલ્ય બદલાવ લાવે છે અને આ તાલીમ લીધેલ યુવકો પૈકી સિત્તેર ટકા સફળતાપૂર્વક રોજગારી પ્રાપ્ત કરે છે યોજનાની એક શરત એવી પણ છે કે નોંધણી તેમજ રોજગારી આપવામાં પચાસ ટકા મહિલાઓ ઉમેદવારો સમાવવી જ જોઈએ માત્ર એવા જ કાર્યક્રમમાં છૂટછાટ આપવામાં આવે છે જ્યાં ઔદ્યોગિક ધારાધોરણો અનુસાર મહિલાઓને નોકરીમાં રાખી શકાતી ન હોય